હલો હાંજી નમસ્તે નમસ્તે મેડમ એકદમ મજામાં તમે કેમ છો બરોબર શું વાત છે બઉ સરસ મગફળી થઈ છે એમ કે અચ્છા કેટલો પાક થશે આશરે તો બસો મણ ખરી અચ્છા અચ્છા અચ્છા અરે વાહ ખૂબ સારો પાક થયો આ વખતે મગફળીનો બરાબર બરાબર અચ્છા હા હં ચાલુ ચાલુ બધું જ ચાલુ છે હોને હા હા મિલ એકદમ ચાલુ છે ટનાટન આમ તો હોલસેલ ભાવ છે પણ મણ મગફળીના પંદરસો બે હજાર રૂપિયાનો ભાવ છે જો સારી મગફળીઓ સારી હોય તો બે હજાર ભાવ છે બરાબર બરાબર બરાબર બરાબર બરાબર બરાબર હં હં બરાબર બરાબર ચોક્કસ ચોક્કસ ચોક્કસ તમારે શું કામ હતું તેલ કઢાવું છે કે પછી શું કરાવું છે તેલ કઢાવું છે બરાબર બરાબર બરાબર અને સો સો કિલો તમારી મગફળી હોય તો એમાંથી લગભગ સાંઠ સિત્તેર કિલો જેટલું તેલ નીકળે કિલોમાંથી હા એટલું તેલ નીકાળશે તીસ કિલો જેટલી ખોળ નીકળી જાય અને ખોળમાંથી તમે એવું લાગે તો મને આપશો તો હું તમને આપી દઈશ તો તમારે ગાયો ભેંસો માટે કામ લાગશે કે ખાતરમાં કામ લાગશે હા હા હં હં હં યસ યસ બરાબર બરાબર અને ધારો કે ધારો કે ટેમ્પામાં મોકલો તો ઉપર તાડપત્રી બરાબર બાંધજો અત્તારે વરસાદની સીઝન છે ને પાછી હા તો પાક પાક પલળી નહીં જાય બરાબર બરાબર બરાબર બરાબર હા કાંઈ વાંધો નહીં તમારી પાસે જેટલો પાક હોય એ બધો હું સ્વીકારી લઈશ બરાબર હા વેલકમ વેલકમ વેલકમ ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ હોને હાંજી હાંજી આવજો